નમસ્તે સર અ તમારી સર ટ્રાવેલ્સનું જે નામ બહુ સાંભળ્યું હતું મેં તો મારે ટ્રાવેલ્સ કરવા કુલ દસ દિવસનો પ્લાન છે હમણાં સાતમ આઠમની રજા આવશે તો અમે ત્રણ જણાં છીએ તો અમે ક્યાંય આજુ બાજુમાં યા લાંબે ટુરમાં ક્યાંય કોઈ હોય તમારી પાસે એવો પ્લાન સારો ને સસ્તો તો બતાવજો મને હા મારું નામ જ છે બરોબર બરોબર અચ્છા સર મારે બદ્રીનાથ કેદારનાથને એ બાજુ બીજે આપણે જવું હોય ઉત્તરાખંડને એ બાજુ તો કોઈ છે પ્લાન તમારા પાસે બરોબર હા હા અચ્છા સાહેબ પણ એમાં બધું આવી જશે કે ખાલી આપણે આાવા જવાનું ભાડું જ બરોબર બરોબર એક ટાઈમ અમારું જમવાનું બાકી બે સવારનો નાસ્તો અને બપોરનું જમવાનું તમારા તરફથી અને રહેવાની સુવિધા સર પણ મેં સાંભળ્યું છે ત્યાં જમવાનમાં થોડોક ટેસ્ટ સારો નથી આવતો તો શું તમે અહીંયાથી રસોડા મોકલશો કે પછી એની માટે કોઈ સુવિધા તો સર આ બ

હા એ તો છે હા હા સર મારે બીજું એજ હતું કે તમે ત્યાં બીજો કયો કયો મતલબ કયા કયા સ્થળ લઈ જશો અમને ખાલી બદ્રીનાથ કેદારનાથ કે બીજા કોઈ સ્થળ પણ હશે તમાર

બરોબર બરોબર બરો બરોબર બરોબર હા હા બરોબર બીજું તો સર અત્યારે ત્યાં મોસમ કેવું હશે ઠંડું હશે કે પછી કે પછી આપણે તો આપણા કરતાં થોડુંક વધારે ઠંડી હશે ને ત્યાં તો અચ્છા ઓકે ઓેકે ઓકે ઓકે